અમદાવાદમાં હાલમાં જોઈએ તો ખૂબ જ ગરમી છે પહેલાં ટાઈમમાં મતલબ આજથી પાંચ છ વર્ષ પહેલાંની વાત કરીએ તો આ રીતની ગરમી અહીંયા નહોતી હોતી હમણાં જે ગરમી પડે છે એ સૂકી આબોહવાવાળી કહી શકાય એવી ગરમી છે જ્યારે પહેલાં આવાં સૂકું વાતાવરણ નહોતું ગરમી હોતી તી પરસેવાથી પરસેવો નીકળતો હતો જ્યારે આમાં પરસેવો ઓછો પણ એકદમ આમ હવાના તમાચા વાગે એ ટાઈપની ગરમી જેવી મહારાષ્ટ્ર અરે સોરી નાગપુરમાં હોય છે એ રીતની ગરમી હમણાં અમદાવાદમાં પડી રહી છે એટલે આમ જોઈએ તો અમદાવાદની આબોહવા સૂકી ટાઈપની થઈ ગઈ છે એટલે પહેલાંના પહેલાં કરતાં આ પરિવર્તન મેં આમાં જોયું છે એમ મોટા ભાગે ગરમીની સિજન વધારે રહે છે જાન્યુઆરી ફેબ્રુઆરી એ સુધીમાં ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં તો ગરમીનો એહસાસ થવા માંડે છે જ્યારે પહેલે એવું ન હતું